પાંચ નંબર દસથી દસ લાખ વચ્ચેના એમાં એક લાખ પાંચ લાખ પાંચ લાખ સાતસો પાંચ લાખ આઠસો અને સાત હજાર